હા જી બોલો

હલો બોલો આપ કયા ગામમાંથી બોલી રહ્યા છો અચ્છા તો આપ પાણીજન્ય રોગોથી ઘેરાતા હોય આપના ગામમાં જે પાણીની સ સગવડ છે પાણી તમે ક્યાંથી ભરો છો અચ્છા ઓકે ઓકે હા તો જે જે જે તમે પાણી ભરો છો એને તમે જ્યારે ઘરે લાવો છો એને ઉકાળીને વાપરવું જોઈએ અને બીજું તો આપણે ક્લોરિનની જે ગોળીઓ છે એ નાખી શકીએ અને આપણા વિસ્તારની જે આજુ બાજુ જે જગ્યા પર ખાબોચિયામાં પાણી ભરાઈ રહેતું હોય ટાયરોમાં પાણી ભરાઈ રહેતું હોય હા તો આપણાં ઘરની સફાઈ કઈ રીતે કરો છો આપનાં ઘરની સફાઈ કઈ રીતે કરો છો અચ્છા તો ઘરમાં જે માટી મચ્છર હોય ઓનો ઉપદ્રવ ન થાય એના માટે તમે ફિનાઈલનો ઉપયોગ કરી શકો ઘરમાં સ્વચ્છતા રાખી શકો અને ખાસ કરીને જે તમે પીવાનાં પાણીનો ઉપયોગ કરો છો એ પીવાનાં પાણી છે એને ઉકાળીને જ ઉપયોગ કરો અને આજુબાજુની જે આપણાં ઘરની આસપાસ છે આપણાં ઘરની અંદર કુલર છે પછી ટ ટાયર હોય એક્સ્ટ્રા આ બધી વસ્તુમાં જે નકામું પાણી ભરાઈ રહેતું હોય એ જગ્યામાંથી આપણે પાણીનો નિકાલ કરી નાખીએ કેમ કે જે જગ્યા પર પાણી હોય ત્યાં મછર માખી આ બધાં પહેલાં ફેલાય એનાથી તમે આ જગ્યાને કોમળ અને સાફ રાખશો તો વધારે સારું રહેશે અને પાણીજન્ય રોગો નહીં ફેલાય